પી ટી ઉષા એક ભારતીય એથ્લેટ છે મને બહુ જ ગમે છે મને એવું લાગે છે કે જે નાની છોકરીઓ છે આપણા દેશમાં એ એમને જોઈને અને એમની જે લાઈફની જે જર્ની રહી છે એ એ સમજીને ઘણું બધું શીખી શકે છે કેમ કે એમની જર્ની ઇઝી નહોતી એમને આગળ આવવામાં બહુ જ સંઘર્ષ કરવો પડ્યો અને હમણાં એ ટોપ ટેનમાં આવે છે વર્લ્ડમાં ટોપ ટેન એથ્લિટ્સમાં અને મને બહુ જ ગર્વ છે કે આપણાં ભારતની કોઈક મહિલા એ ટોપ ટેન લિસ્ટમાં આવે છે તો મને એવું લાગે છે કે દરેક છોકરાને આ આવા એથ્લિટ્સની થોડી ઘણી જાણકારી હોવી જોઈએ કેમકે એ એક ઇન્સ્પિરેશન અને રોલ મોડલ એમની માટે બની શકે છે ખરેખર આ આજે જેટલા બી આપણા એથ્લિટ્સ છે અને ખાસ કર તો મહિલાઓ માટે થોડું ડીફિકલ્ટ હોય છે સ્પોર્ટ્સમાં જવાનું કેમકે પહેલી વાત તો પેરેન્ટ્સ અમુક વાર નથી અલાવ કરતા આપણા દેશમાં એટલી બધી સુવિધા સારી નથી છોકરાઓ માટે સ્પોર્ટ્સ માટે તો એમાં થોડું ઓલરેડી ડિફીકલ્ટી આવે અને એના પછી પણ અગર જે લોકો જતા હોય અને સફળ થતા હોય તો મને એમની ઉપર બહુ જ ગર્વ છે અને અ ટ્રાય તો કરવું જ જોઈએ